મેં થોડાક દિવસો પહેલાં બૂટ ઓનલાઈન બૂટ મંગાવ્યા હતા તે બૂટની કિંમત અહીંની સ્થાનિક દુકાનોની કિંમત કરતાં ખૂબ ઓછી હતી એટલે મેં એ બૂટને ઓનલાઈન મંગાવ્યા જ્યારે એ બૂટ ઓનલાઈન મંગાવ્યા અને મારા ઘરે આવ્યા ત્યારે મેં એ ડિલવરીને ખોલીને જોયું તો જે પ્રમાણે ઓનલાઈન બૂટ દેખાડ દેખાતા હતા એ પ્રમાણેના ઓનલાઈ ફિઝીકલી બૂટ હતા નહીં અને તે બૂટનું કાપડ તથા તે બૂટની લેસ પણ એ પ્રમાણે સરખી કરેલી હતી નહીં તેમજ અ આ બૂટને જ્યારે ધોયા ત્યારે તે બૂટનો કલર પણ નીકળી ગયો હતો અને બૂટની સાઇઝ જે મેં મંગાવી હતી તે બૂટની સાઇઝ એ પ્રમાણે સાઇઝ આવી ન હતી અને બીજી સાઇઝ આવી હતી આ પ્ર ઉપરથી મેં નક્કી કર્યું કે આજ પછી હું ક્યારેય આવા બૂટ ઓનલાઈન ખરીદી કરીશ નહીં અને સ્થાનિક દુકાનોમાંથી આવા બૂટને મેળવી લઈશ